હા ચાલુ જ છે હા બોલોની પગમાં છે હા અમારે અહીં સારી ટ્રીટમેન્ટ મળે છે તમને કોઈ પણ પ્રોબ પ્રોબ્લેમ હોય તો કહી શકો હા હા શામાં વાગ્યું છે તમને શામા વાગ્યું છે તમને કઈ ટ્રીટમેન્ટ જોઈએ હા તમારા પગમાં પાણીમાં મૂકી પગ ગરમ કરશે પછી તેની ઉપર પટ્ટી નાખશે પછી અમારા આયુ આયુર્વેદિક દવાઓ છે તે અમે થોડીક લગાડશું અહહ બીજી કોઈ ટ્રીટમેન્ટ જોઈએ હ હ